મોટા ભાગના વિદ્યાર્થીઓ આજે અ મોટાં મોટાં મેગા સિટીઝની અંદર જવાનું પ્રયાસ કરતા હોય છે કે જ્યાં એમને બધી જ ફેસિલિટીઝ મળી રહે સારું શિક્ષણ મળી રહે સારા શિક્ષકો મળે સારું ભર્તન ભર ભણતર મળે એવી રીતે એ લોકો અમદાવાદ છે વડોદરા છે દિલ્હી છે એવી મોટા મોટા મેગા સિટીઝમાં જતા હોય છે અને આજે અ કેવું છે કે બધા જ ક્ષેત્રોની અંદર ક્યાંક અ લોકો જઇ જ રહ્યા છે અ ઘણાં સીએ ફિલ્ડ તરફ જાય છે વિજ્ઞાન તો વિજ્ઞાન મતલબ સાયન્સ લઇને એ લોકો કોઈ ડોક્ટરેટ કરે છે કે કોઈ પ્રોફેસર્સ બને છે કોઈ એન્જિનીયરિંગ કરે છે કોઈ નર્સિંગમાં જાય છે કોઈ આઇટીઆઇ કરી અને અ વાયરમેનનું કામ કરતું હોય છે બીએડ એમએડ કરી અને ટીચર્સની ટીચરની જૉબ પર જાય છે એવી રીતે કેટલાં બધાં ફિલ્ડની અંદર એ લોકો આગળ જઈ અને ઉચ્ચ શિક્ષણ મેળવી અને પોતાનો શોખ નુસાર આગળ વધતા હોય છે પણ અં અત્યારે જોવા જઇએ તો અત્યારે થોડા ટાઇમ પહેલાં મેડિકલનો બહુ ક્રેઝ હતો બહુ લોકો મેડિકલમાં જતા હતા એન્જિનિયરિંગનું અત્યારે કેવું છે કે એ અત્યારે ડ્રોપ ચાલે છે એન્જિનિયરિંગવાળા લોકો રે જે ટોપના હોય કે જે ટૉપ ટૅનમાં હોય કે ટૉપ ફાઇવમાં હોય એ લોકો મા એ લોકોએ એન્જિનિયરિંગ કર્યું હોય તો એ લોકો માટે આગળ અ સહેલું હોય છે પણ અં જો એ લોકો એવરેજ કે બીલો એવરેજ સ્ટુડન્ટ હોય છે તો પછી એ લોકોને અ આગળ જોબને એ બધી વસ્તુ માટે થોડી તકલીફો થતી હોય છે એટલે હાલ ફિલ્હાલ તો મૅડિકલ અને બીએસસી એમએસસી કરી અને બીએડ કરી અથવા તો કેટ નેટ સ્લેટ ક્લિઅર કરીને પ્રોફેસર્સ બનવું આ બે વસ્તુ અત્યારે બહુ જ ચલણમાં છે એવું કહી શકાય